અમારી સંસ્કૃતિમાં કલાઓ અને કૌશલ્યો પણ અનેક રીતે અલગ અલગ પ્રકારની છે જેમાં રસોઈ શો છે માટીકામ છે દોરી ભરત છે દોરીવારા કપડા ઉપર ડિઝાઇનરી છે અને એની ઉપર જે ચિત્ર કલા કરીને નવી નવી અલગ અલગ ડિઝાઇન બનાવી શકાય માટી દ્વારા અલગ અલગ રમકડાં બનાવી શકીએ અને તેનું વિતરણ સારી રીતે અને સારા પ્રમાણમાં આપણે કરી શકીએ તેવી તે પ્રમાણે કૌશલ્ય